અ મેં ઓડર કર્યો હતો સ્વિગી પર અ ટિફિનનો લન્ચ મગાવવા માટે તો એનું પેયમેન્ટ મેં ઓનલાઈન કર્યું છે ડેબિટ કાર્ડનાં માધ્યમથી તો મ એ પ્ર જે પેમેન્ટ કર્યું એ અત્યારે અંડર પ્રોસેસ બતાવે છે મને લાગે છે કે સફળ ચૂકવણી થઇ નથી પેમેન્ટની પણ સ્વિગી એપમાં ચૅક કરી પેમેન્ટ ટ્રેક કરીએ સક્સેસફુલ થયું છે કે નથી તો એમાં મારો ઓડર નંબર છે એસ ડબ્લ્યુ શૂન્ય ચાર ત્રણ બે છ ત્રણ નવ જીરો એક અને કેપ્ચા નાખીને ચૅક કર્યું તો એમાં ભોજન ને જે મગાવ્યું છે ટિફિનનું એની રીકવેસ્ટ ઓડર ઓસ એક્સેપટ તો કરી લીધો છે પણ એમાં પણ હજી પેમેન્ટની ચૂકવણી સફળ થઈ નથી તે હજું પ્રોસેસમાં બતાવે છે પેમેન્ટનું તો આની માટે હવે મારે કસ્ટમબર કેરમાં ફોન કરીને પૂછવું પડે અથવા તો મારે તેની એપ્લિકેશનનાં માધ્યમથી મારે કોઈ અ ફરિયાદ કરવી પડશે મારે તો તો ફરિયાદ કરી તો મને તરત જ એકાદ કલાકમાં એમનો ત્યાંથી રે અ પ્રત્યુત્તર આવી ગયો કે તમારું પેમેન્ટ સકસેસફુલ મળી ગયેલું છે સફળતાપૂર્વક તો તમારો જે ઓડર નોંધાયો છે તે પણ નોંધાઈ ગયો છે તો તમારા ભોજનના ઓડર માટે તમારા તમને વિસ્તારમાં તમને ડિલિવરી સમયસર પહોંચી જશે તો આ માધ્યમથી આપણે અપ્લિકેશનમાંથી સરળતાથી પ્રોસેસ જાણી શકીએ છીએ